હા મેં એ પુસ્તક વાંચ્યુ છે જેનું નામ છે મેટા મોર્ફોસિસ જેના રાઇટર છે ફ્રાન્સ કાફકા એમાં એમાં એ એ વાર્તામાં એ એવું એ બુકમાં એવું લખેલું છે કે ગ્રેગ ગ્રેગર શેમસા નામના વ્યક્તિની વાત છે કે ગ્રેગર શેમસા એક સેલ્સમેન છે અને એ ખૂબ જ કામ કરતો હોય છે અને એની ફેમિલીને પૈસાથી સપોટ પણ કરતો હોય છે પરંતુ એક દિવસ એવું થાય છે કે ગ્રેગર સેમસા એ ક્રિએચરમાં ફેરવાય છે મતલબ કે એક જીવજંતુ બની જાય છે અને જીવજંતુ બની જાય છે તો ત્યારપછી એ ત્યારપછી એ અનુભવ કરે છે એના દુઃખદ સમયનો એમાં એવું થાય છે કે એ ક્રોક્રોચ જે ક્રોક્રોચ બની જાય છે અને ક્રોક્રોચ બની ગયા પછી એના મમ્મી પપ્પાને એના મમ્મી પપ્પાને સમજાતું નથી કે ગ્રેગર સેમસા ક્યાં છે ગ્રેગર સેમસા શું કરે છે તો સેમસા માટે આ પડકારજનક થઇ જાય છે સેમસા એ સમજી શકતો નથી કે એની સાથે આ શું થયું છે એમ અને એના લીધે એની જે બેન છે એને સમજ હોય છે કે મારો મારા ભાઈની સાથે કશુંક થયું છે અને કોક્રોચ બની ગયો છે એ ચાલી શકતો નથી એ કંઈક કામ પણ નથી કરી શકતો અને કોક્રોચ બની ગયો છે એટલે એની રૂમમાં જ હોય છે અને બીજું જોઈએ તો ગ્રેગર સેમસામાં મેટામોરફસીસમાં અંતમાં એવું થાય છે કે એના મમ્મી પપ્પા પણ એના મમ્મીને જ્યારે ખબર પડે છે કે એમનો જે સન છે એ કોક્રોચ બની ગયો છે કોક્રોચ બની ગયો છે તો એનાં મમ્મીને ખૂબ આઘાત લાગે છે કે આવું કઈ રીતે થઇ શકે અને એનાં મમ્મી બેહોશ થઇ જાય છે પછી એવું થાય છે કે સેમસા કોક્રોચમાંથી મનુષ્ય બનતો જ નથી અને અ કોક્રોચનાં લીધે કોક્રોચમાં એનું સર્જન થાય છે તો એ કોક્રોચની બધી જે વસ્તુઓ છે જેમ કે ગંદુ કરે છે બધું બધી જગ્યાઓ ગંદી કરે છે તો એનાં મમ્મી પપ્પાને ગમતું નથી હોતું અને એમની ફેમીલીમાં એવું થાય છે કે એમની જે સિસ્ટર છે એ એ કમાવા લાગે છે અને આ જે વા આ જે નોવેલ છે આ જે બુક છે એ વાત કરી રહી છે અસ્તિત્વવાદની મતલબ એક્સઝીસ્ટન્સિયાલિઝમ એક્સઝીસ્ટન્સિયાલિઝમ એક્સઝીસ્ટન્સિયાલિઝમમાં આ આ ચોપડીમાં એક્સઝીસ્ટાલિઝમ એટલે અસ્તિત્વવાદ સમજાવ્યો છે કે વ્યક્તિ વ્યક્તિ જયારે વ્યક્તિની જયારે એના અસ્તિત્ત્વ પર વાત જાય છે તો એની એની જે દુનિયાનાં લોકો છે નકારી નાખે છે જ્યારે એનો ખરાબ સમય હોય છે ત્યારે આ જે આ બુકમાં આ જે એક્સઝીસ્ટાલિઝમ છેએ મુદ્દો સમજવો ખૂબ જ પડકારજનક રહ્યો અને આ મુ આ વાત હું મારા ફેમિલી સાથે મારા મિત્રો મારા કુટુંબના લોકો સાથે ખાસ કરીને મારા પતિ સાથે આ જે બુક છે એની ચર્ચા કરું છું અને જ્યારે એક્ઝિસ્ટન્શિયાલિઝમની વાત આવે ત્યારે સમજ પડે કે આવું પણ આવું પણ હોઈ શકે